વિવિધ વાનગીઓ રાંધવામાં મારો ખૂબ જ સરસ અનુભવ એક વર્ણવું છું મારા ઘરે મહેમાન આવવાના હતા અને થોડો જ ટાઈમ હતો અને એમાં મારે રસોઈ બનાવવાની હતી તે મેં દાળ ભાત બનાવી દીધા પરંતુ શીરો બનાવવો જે સરળતાથી બની જાય અને એ જલદી સારી એવી મીઠાઈ પણ ગણાય એની માટે મેં ફટાફટ શીરો બનાવી દીધો અને સરળતાથી પણ બની ગયો એના પછી દાળ ભાત બનાવી અને શાક વગારી નાખ્યું આવી ઘણી બધી એવી જેમ કે દૂધ પાક છે કે એવી કે પછી બીજી ઘણી બધી એવી મીઠાઈઓ છે કે જે સરળતાથી બની જાય છે અને એ બનાવવામાં મને ખૂબ જ રસ છે